દેશમાં તમે જોવા જાવ તો પહેલાના સમયમાં આપણે હોસ્પિટલો બહુ આઘી આઘી હતી કારણ કોઈપણ દર્દીને કંઈપણ થયું હોય તો તમને લઈ જવા મુકવા માટે પણ જગ્યા નથી અત્યારે એમ્બ્યુલન્સની સુવિધા એક સો આઠ ફોન કરો એટલે તરત તમારે કોઈપણ જગ્યાએ કંઈ પણ વસ્તુ થયું હોય તો તમારે હાજર થઈ જાય છે પણ પહેલા સમયમાં તમારે ઘણો બધો તમારે એડજસ્ટ કરવું પડતું હતું સહન કરવું પડતું હતું તમારે ગાડામાં ને તેમાં સાયકલ પર લઈ જઈ તમાર હોસ્પિટલ પણ આઘી એટલે તમારે ચાલીને જવું પડે દર્દી કદાચ ત્યાં હોસ્પિટલ સુધી પહોંચી પણ ન શકે ત્યાં દર્દી ત્યાં દર્દી ગુજરી જાય એ બધી પરિસ્થિતિ પહેલા જોવા મળતી પણ હવે હોસ્પિટલ શહેર શહેરની વચ્ચોવચ નજીક હોવાથી અને હોસ્પિટલ તો સારી પણ સરકારે ઘણી બધી સુવિધા સારી છે દેખી છે જે એકસો આઠ એકસો આઠને ફોન કરો એટલે તરત તમારે કોઈપણ આવો એટલે તમારે કંઈપણ વસ્તુ થઈ હોય તમારે પાસે એક સો આઠ પહોંચી જાય અને તમારું નિદાન થવાનું ચાલુ થઈ જાય એટલે એ પણ વસ્તુ સારી છે અને ઘણા હોસ્પિટલો એવી હોય છે કે જ્યાં કહેવાયને કે દર્દીઓને

હો હોય છે અને ત્યાં ભાડા ભાડા ચડતા હોય છે રૂમ ચડતું હોય છે એટલે ઘણાય જે પેશન્ટ હોય અને કારણ વગરના રૂપિયા ચૂકવવા પડતા હોય છે અને બિચારા જે ઓલા પેશન્ટ હોયને ખબર પણ નથી હોતી કે દર્દીની આવી હાલત છે છતાંય આપણા પૈસા જાય છે દર્દી ડેથ ગુજરી ગયો હોવા છતાં તેમાં રાખે છે એટલે આવી ઘણી બધી હોસ્પિટલો છે એ પણ બહુ એ બહુ સારી વસ્તુ ના કહેવાય એટલે ઘણી એવી પણ હોસ્પીટલો હોય છે ઘણી સારી હોસ્પિટલો છે તો એ પણ સારું છે પહેલા કરતા આવી બધી હોસ્પિટલોમાં ધ્યાન રાખવું જોઈએ અને કોવીડ તરફમાં જોવા જઈએ તો કોવીડમાં ઘણો બધી માહામારી બહુ અનહદ મહામારી હતી એમાં આપણે સરકારી હોસ્પિટલમાં સરકારી હોસ્પિટલમાં સરકારી રીતે ઘણી બધી સહાય મળતી જ હોય છે પછી એ દરમિયાન સરકારના ઘણા નીતિ નિયમ તમે જોવો તો તમને જે કોવીડ થયો હોય તમને મળવા આપણને પરમિશન પણ નહોતા આપતા એટલે આવી બધી જે બે ત્રણ બાબતોના નિયમો હતા એ થોડાક કહેવાયને કે અણગમા હતા પણ એ વસ્તુ શું હતી કોઈને વાંધો નહોતો આવતો પ મહામારીમાં કોઈને મળવા ના જવા દે કોઈને મળવા કોઈને વાતચીત ન કરવા દે તમારે વીડિયો કોલિંગ ઉપર તમાર ફેસ દરમિયાન તમે એકબીજાને મળી શકો એનાથી વધુ તમે કંઈ ના કરી શકો કોવીડ મહામારીમાં આ અનુભવ બહુ મોટો હતો કે કોઈને તમારે ખબર જ ન હોય કાલે સવારે કોઈ વ્યક્તિ સાથે તમે વાત કરો છો એ કાલ તમારી સામે ગુજરી ગયું હોય છે બહુ ખબર ન હોય કાલે શું હોય છે વ્યક્તિ સાથે શું થઈ જાય છે અને અમારા વિસ્તારમાં સ્વાસ્થ્ય અને સેવા માટે સારી સુવિધા તો અત્યારે ઘણી બધી નજીકના વિસ્તાર વાઈઝ આરોગ્ય કેન્દ્ર થઈ ગયા છે તમારા ઘરે પણ નાની મોટી શરદી ઉધરસ તાવ તમને કઈ પણ થઈ ગયું હોય છે તમે ત્યાંથી દવા લઈ આવો એટલે તમને ફ્રી વોકમાં જ જે સરકાર દ્વારા તમને મળતી દવા છે એ મળી રહે છે પણ પ્રાઈવેટ સેક્ટરમાં પણ એક સારું એવું થઈ ગયું છે સરકાર દ્વારા જે માં કાર્ડ છે પછી આભા છે એવા ઘણા બધા કાર્ડ નીકળે છે જે આપણે પ્રાઈવેટ હોસ્પિટલમાં જઈ અને ત્યાં કાર્ડ બતાવીને તમે સારી એવી સુવિધા જે પ્રાઈવેટ સેક્ટરમાં જે અલગ અલગ ન્યાય લોકોએ ટાઈપ કરેલું હોય ત્યાં તમે એની લાભ લઈ અને તમે ત્યાં ઓપરેશન છે અલગ અલગ ટાઈના તમારા જે નિદાન છે એ તમે કરાવી શકો છો એટલે આ સુવિધા બહુ જ જબરદસ્ત સુવિધા છે અને આ આપણા દેશમાં પ્લસ પોઈન્ટ છે એટલે એ પણ બહુ સારી વાત છે તો માર